કોણ મીરા બોલે મીરા તારે મારે તારું એક કામ હતું તને પાસપોટ ઓફિસમાં ઓળખાણ ખરીને મારે જોને દુબઈ ફરવા જવું હતું પણ હવે દુબઈનો પાસપોટ બનાવવા આપ્યો છે એ હજી સુધી આવ્યો નથી તો એક શું છે શેના લીધે અટક્યું છે તું જણાવી શકીશ મને કારણ કે જો ને આ પંદર તારીખે જવાનું છે અને આજે સાત તારીખ તો થઈ પછી પાસપોટ નહીં આવે તો મારે જવાનું અટકી પડશે તો તું તું કહેતી હોય તો હું બધું મારી ડિટેલ્સ જે ફોર્મ છે કે જે રિક્વાયરમેન્ટ છે બધું તને મોકલું તો તું એનું ચેક કરાવીને મને કહે ને ત્યાં સુધીમાં આવશે નહીં તો મને તકલીફ પડે એવું આગળ એમાં શું એક્શન છે જલ્દી કરવાનું હોય તો શું કરવાનું કેવી રીતે કરવાનું એ બધી તપાસ કરીને મને કહે તો હું એ પ્રમાણેની આગળ પ્રોસેસ ચાલું કરાવું જેથી મને મારા ટાઈમ સુધીમાં પાસપોટ મળી જાય અને જો ત તૈયારી થઈ ગઈ હોય અને આવવાનું હોય તો એ બી ઇન્કવાયરી કરાવીને મને કહે ને ક્યાં સુધીમાં મળશે